હાલો નમસ્કાર હું બ્યુટી કોર્નેર માંથી બોલું છું હું મહી બ્યુટિક માંથી બોલું છું તમારે ત્યાંથી આ વખત નવી વેરાયટી આવી છે ગઈ વખતે હું તમારે ત્યાંથી કપડાં લઈ ગઈ હતી તેનો સારો મળ્યો છે ભાવ તો આ વખતે પણ તમે જથ્થાબંધ ભાવમાં ખરીદી કરવાની છે હાં તો તમારા શૉરૂમમાં જે ડિઝાઇન હોય ડ્રેસ મતિરિયલ એ મને મોકલી આલજો હાં અને એનો ભાવ શું છે હાં તો બબે સેમ્પલ મોકલી આલજો હાં તો હું સિલેકટ કરીને પછી તમને જણાવીશ

પચાસ ટકા હું પહેલા આપીશ તમને અને પચાસ ટકા પછી આપીશ બરોબર છે જેમ બેન ઈં વહેલું કરજો તમે ઓકે